લેખન પ્રવૃત્તિ દ્વારા માર મારું કઇં એવું લક્ષ્ય કે આકાંક્ષા એવું કંઈ નથી પરંતુ લેખન પ્રવૃત્તિ દ્વારા મને લેખન પ્રવૃત્તિ મેં એટલા માટે જ ખાલી કરતી છું કે એનાથી મને ખાલી ખુશી મળતી છે મને બીજું એવું કશું નથી જોઈતું કે કોઈ નામ હોય કે કોઈ ઇમેજ બનાવવી હોય મને મારે એવું કંઇ નથી કરવું મારે લેખનમાં ખાલી એટલી જ અપેક્ષા છે કે જે સામાન્યપણે કોઈપણ લેખકમાં હોય કે હું વંચ હું લખતી છું કે હું લખતો છું તો તે ખાલી ભાવક સુધી કોઈ એક ભાવક સુધી બી પહોંચે તો મને એનાથી આનંદ થશે કે હા આ મેં લખતી તો છું પરંતુ એ કોઈ વ્યર્થ નથી એના માટે કોઈ સામે ભાવક બેઠેલો છે એના માટે એ વાંચવા માટે મારી પણ ખાલી એટલી જ અપેક્ષા છે કે હં મેં લખું ને કોઈ સામેવાળો સમજી જાય હું બોલું ને કોઈ સમજી જાય સામાન્યપણે કોઈ પણ વ્યક્તિને એવી બાબત હોય તો મારે ખાલી એટલી જ આકાંક્ષા છે કે મેં બુક લખું ને કોઈ સમજે એવું ના કે કોઈ ગલત સમજે પરંતુ મેં જે રીતે લખું ને તે તે રીતે સમજે એટલી જ કારણ કે લેખન પ્રવૃત્તિ એવી નથી કે તેની અંદર તમે કોઈ લક્ષ્ય રાખો કે તમારે કોઈ ઉપર ફિલ્ડ પર પહોંચવું હોય તો તમે એના માટે લેખક પ્રવૃત્તિ એ જો એના માટે જ કરવી હોય તો તે અયોગ્ય છે તેના માટે તમે લેખન પ્રવૃત્તિ ન કરો એ વધારે બેટર છે